હલ્લો

બરાબર અને સેલરી કેટલી રજિસ્ટ્રેશન હમ સર ડી ગેટ નંબર બે તૂટેલો હોય તો

સારું કાલથી આવી જઈશ હા ઓકે બાય